અને જો અમે મચ્છી મારવા માટે જે સૌરાષ્ટ્ર અમે જઈએ તો તેની આગળ અમે કલાક દરિયાની પૂજા કરીએ કિનારાઓ ઉપર મોટા યજ્ઞ બી કરાવીએ અમે પછી આવા બધા ફૂલ હાર કે એ આખું કિનારાને નારિયેળ નારિયેળ એનાથી બધે પૂજા કરવામાં આવે પછી અમારે કાંઇ બધુ તો અમુક બીજી બી કંઇ વિધિ હોય આ ઢીંગલા પૂજન એવું કાંઇ હોય એ ગામમાં એના વરઘોડા જેવા કાઢીએ ને પછી અમે દરિયામાં એને દરિયાને નારિયેળ પૂનમ પાંચમ એ માટે બધાય આખા કિનારામાં અહીંયાથી લઇને સુરત લગી એ પૂજા કરવા જ પડે દરિયા લીધે દેવ છે તો અમે પછી અમારાં જે સાધન છે અમારી બોટ એનું પૂજન કરવામાં આવે એને હાર પહેરાવવામાં આવે નારિયેળ ફોડવામાં આવે પછી ઝાડની પૂજા કરવામાં આવે પછી બધા બધા સગાવ્હાલાને બોલાવવામાં આવે પછી બધા ગીત ગીત ગાય અમારા અમારાં લોકગીત બધા છે લગનમાં ગાય તેવાં ગીતો ગાવામાં આવે પછી બધા બધા ગામના બધા આ લોકોને મૂકવા માટે જાય કેમકે સાત ખલા એક બોટમાં સાત કે આઠ ખલાસી રહે પછી અમે બધુ ડીઝલ બિઝલ એ જે બધું ઉપાડીને પછી સૌરાષ્ટ્ર બાજુ મચ્છી પકડવા માટે જઇએ ત્યારે અમારા બધાં બાળકો સ્ત્રીઓ બધાં અપટુડેટ વસ્ત્ર પહેરીને પછી મૂકવા માટે આવે તે લોકોને બધું ખાવાનું પીવાનું બધું આ બધા લાડવાને એવું બધુ બાંધી આપે ને બધું એ લોકોને વિદાય કરે અમારે દરિયા એની આ પૂજા તો પૂરી કરવા જ પડે અમુક અમુક જન્માષ્ટમી છે અમુક ગણપતિ પૂજન છે એમાં બી દરિયા દેવનું પૂજન અમારે કરવા પડે કેમકે અમારા જે આરાધ્ય દેવ છે એ પૂજન કરવા પડે